નગરપાલિકા અથવા પંચાયતને ગામના મુખ્ય બાબતોમાં સામેલ કરવાનું કારણ એ છે કે આખું ગામ મળીને તેમને ચૂંટવામાં આવેલું હોય છે તો તેમનું એક પ્રકારે કામ કરવાનું કારણ એ જ હોય છે કે તેઓ ગામને બધી જે સમસ્યાઓ છે તેનાં કારણે જે સમસ્યાઓને કારણે ગામનાં લોકોને તકલીફ થાય છે તે તકલીફોને દૂર કરવા માટે આ નગરપાલિકા અથવા પંચાયતને તેમને મુખ્ય બાબતોમાં સામેલ કરવામાં આવે છે નગર ગામોમાં વહેતી ગટરો વિષે ને કોઈપણ જો સમસ્યા હોય તો તે માટે આપણે નગરપાલિકાને બોલાવીએ છીએ યા તો કોઈ પાણીની સમસ્યા હોય તો તેના માટે પણ આપણે એક નગરપાલિકાને જ બોલાવીએ છે બીજું આપણે પંચાયત એટલે બોલાવીએ છીએ કે આજના ટાઈમમાં લોકો વચ્ચે તરત જ નાની નાની બાબતોમાં ઝઘડાઓ થઈ જાય છે ને એ નાની બાબતોમાંથી તે એક મોટા બાબતોમાં ઝઘડા ફેરવાય જાય છે અને તેનાં કારણે આપણને એક પંચાયત બોલવવા પડે છે ઉદાહરણ લો તો આજે થોડીક થોડીક જમીનો વિષે પણ ઝઘડાઓ થવા લાગે છે બે ઘરો વચ્ચે ક્યારેક રોડની સમસ્યાઓ ગામડાઓમાં ઉભી થાય છે ત્યારે આપણે આ પંચાયતનાં જે પણ કાર્ય કરતા હોય તેને બોલાવીએ છીએ અને આપણે આપણી સમસ્યાઓ તેમની સામે રાખીએ છીએ ને આ પંચાયતને પંચાયતને તે સમસ્યાનું ઉકેલ લાવવા માટેની જાણ કરીએ છીએ અને આવી સમસ્યાઓનું ઉકેલ લાવવા માટે જ આપણે આ નગરપાલિકાને અને પંચાયતને બોલાવીએ છીએ જેથી આપણી કોઇપણ ગામમાં લઈને ગામને લઈને કોઈપણ સમસ્યા હોય તે સમસ્યા દૂર થાય ને એ સમસ્યા દૂર કરવા માટે આ આવા જ નગરપાલિકા અને પંચાયતોની જરૂર પડે છે પંચાયત દ્વારા આપણે બધા ગામનો એક ફેંસલો લેવામાં આવે છે જે બધા માટે અનુકૂળ રહે છે અને તેથી જ આ નગરપાલિકા અને પંચાયતને ગામનાં કોઈપણ મુખ્ય બાબતમાં હોય તો તેમાં સામેલ કરવામાં આવે છે કે જેથી એ મુખ્ય બાબત માં માટે કોઈપણ જે સમસ્યાઓ હોય યા તો કોઈપણ ઉકેલ હોય તે આવે